હલ્લો હલ્લો

મેં ક થી જ્ઞમાં છોકરાઓને ભણાવવાની છું અને એક થી દસ હા પો પો પતી ગઈ મારે હા પતી ગઈ હાં અસાઇમેંટ બી પતી ગઈ હા

હા હવે કરીશ કે હં હં હા દિવાળીનું જોયું હતું એ કરાવીશ છોકરાઓને હં ડ્રોઈંગ બૂકમાં છે તે કરાવીશ કે આર્ટ ક્રાફ્ટમાં ના એ ગૂગલમાં સર્ચ કરીને હવે જોઇશ કે ઓકે ઓકે હા સારું સારું બીજું શું કરાવવાના છો દિવાળી પર છોકરાઓને હં હં ના મારે કંપ્લીટ છે એમએ બીએડ હવે નથી આગળ કરવું મારે ટિચિંગમાં ના મોટા સ્ટાન્ડર્ડમાં કરીશ કે લે ત્યા તો છોકરો નાનો છે એટલે પ્રે સ્કૂલમાં પછી મોટા સ્ટાન્ડર્ડમાં પહેલાં પાંચ વર્ષ મોટા સ્ટાન્ડર્ડમાં કરેલી છે જોબ હં તમારે કેવું આગળ હં હં હં ઓકે હા હા હા બાઇ